હા એ ટૂ ઝેડ ટુવ્હીલરમાંથી બોલો છો ને હા તમે બાઈક જે છે એ ભાડે આપો છો હા આમાં છે ને હું અહીંયા ફરવા માટે આવી છું ને એટલે કાર તો છે અમારી પાસે પણ મને છે ને બાઈક પર ફરવું વધારે ગમે છે કેમ કે મારે આ આ ખુલ્લા વાતાવરણમાં વધારે મને આમ આમ મજા આવે છે મારા ફ્રેન્ડ્સ મારા મિત્રો પણ મારી જોડે છે તો મારે છે ને એક નહીં પણ મારે ત્રણ ચાર બાઈ ત્રણ ચાર બાઈક જોઈએ છે તો તમારું આનું ભાડું કેટલું છે અચ્છા અને પેટ્રોલ તમે પેટ્રોલનું કઈ રીતે કરવાનું અમારે જ પેટ્રોલનું કરવાનું ને અચ્છા ને એવરેજ હશે ને બાઈકની કેમ કે અમારે દૂર દૂર હં હં

અચ્છા એટલે દૂર દૂરના વિસ્તારોમાં જાવ એટલે પછી આગળ કઈ પ્રોબ્લમ ન થાયને એમ મુશ્કેલી ન થાય ને એના લીધે હા મારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ તો છે પણ બીજા કંઈ દસ્તાવેજો મારે લે હં હં હં હં અહ અચ્છા હં હં ઠીક ઓકે ઠીક છે હં હં હં અચ્છા નહીં આમાં અચ્છા હા હા એ તો મેં ગૂગલ પર સર્ચ કરેલું છે રીવ્યુ મેં સારા જ જો જોયા છે તમારા તો મારે એમ કહેવાનું છે કે મ મારે એક દિવસનું મારે એક પૂરા આખા દિવસના એક હજાર ચાર્જ છે તમારે તો પછી તો પછી આ મારે જો પાછું તમને પ બીજા દિવસે હું બીજા દિવસે મારે તો ત્રણ ચાર દિવસ માટે ફરવું છે તો પછી હું તમને આ પાછું એક આખા ત્રણ ચાર દિવસ સુધી મારી પાસે રાખી શકું કે પછી આ એક દિવસ પૂરો થાય એટલે પાછું એટલે પરત કરવાનું તમને અચ્છા એવું છે ને ઠીક છે હા હા તો હેલમેટ ને એ બધા ત્રણ ચાર હેલમેટ એ બધા મળી જશે ને બાઈકની સાથે ઠીક છે ઠીક છે ઇન્સ્યોરન્સે બધા કરાવેલ છે ને ઠીક છે ભલે તો મને છે ને તમે કેટલા વાગે હા એટલે કેટલા વાગે આવું કેટલા વાગ્યા સુધી અચ્છા ઠીક છે ભલે ને હા તો હું આવું ચાલો ને હા હા ભલે ચાલો થેન્ક્યુ